પશુઓને ચરવાં માટે લીલા ઘાસ મેદાનો છે એ ધીરે ધીરે નાબૂદ થતાં જાય છે જે પશુઓનું ગોશ ગામડાઓમાં છે ગૌચર આપવામાં આવતું કે ગાયો છે એ ભેંસો છે ઘેંટા છે બકરાં છે એવાં લોકો માટે એવાં પશુઓ માટે ચરવાં માટે મેદાન ફાળવવામાં આવતાં જે અત્યારે બંધ થઇ ગયાં છે અને અત્યારે ગામડામાં જો એ મેદાનો ફાળવવામાં પણ આવે છે તો એની માટે લોકો બિલ્ડીંગો બનાવી લે છે પોતાનાં રહેવાનો વિસ્તાર બનાવી લે છે જેથી કરીને બાળ જેથી કરીને પશુઓને ચરવાં માટેની જમીન પાણી શુદ્ધ વાતાવરણ છે એ પુરી રીતે મળી શકતું નથી આથી પશુઓ છે તે વાતાવરણમાં પ્લાસ્ટિક છે પાણીની તંગી છે વગેરે જેવી સમસ્યાઓથી પીડાતાં હોય છે અત્યારે હાલનાં સમયમાં પ્લાસ્ટિકનો એટલો બધો ઉપયોગ બની ગયો છે કે જે ગલીઓમાં રખડતી ગાયો છે તે પ્લાસ્ટિકનું સંગ્રહ કરી લે છે પ્લાસ્ટિક નું છે તે ખાઈ લે છે જેનાં લીધે તેઓની પાચન ક્રિયાઓ બગડે છે અને તેનું જે ગાયોની સંખ્યા છે એ પણ ઘટતી જાય છે અને તેમ ની ક્ષમતા દૂધ દેવાની ક્ષમતા છે એ બધું દૂર થતું જાય છે પાણીની તંગી એ તમે પહેલાં ગામડાનાં જજ હોય તો જે પાણીની તંગી છે એ બહું વધું વધું છે જયારે સિટીમાં એવું બધું નથી હોતું જે કે સિટીમાં કોઈ ગાય છે તો એને પીવડાવવાં માટે કોઈ પાણી નથી રાખતાં પછી ગામડામાં તળાવો છે ટાંકાઓ છે ગાયો માટે ખાસ કરીને હવાડાઓ બનાવવામાં આવે છે જે હવાડાઓ છે એ એ અપૂરતા હોય છે જેનાથી ગાયોની તરસ છે કે ગાયોને કોઈ બી એવી વસ્તુ છે જે મળી શકતી નથી આથી વાતાવરણમાં ખૂબ જ તમે જોયું હોય તો અત્યારે આમ આટલું બધું વધી ગયું છે ટેક્નોલોજી કે જેનાં લીધે બિલ્ડીંગો બને છે નવા નવા ઉદ્યોગો સ્થાપાય છે ને આ બધાય ઉદ્યોગોનું પ્લાસટી તેમાંથી નીકળતું પલ્યુશન છે એ બધું જ અત્યારે વાતાવરણને અસર કરે છે જેનાં લીધે વાતાવરણમાં બહું જ ખરાબ અસર થાય છે પર્યાવરણની મુદ્દાઓનાં કારણે પશુ કોઈ માઠી અસર થતી હોય છે જેમ કે પ્લાસ્ટિકનાં વધુ ઉપયોગથી જ્યાં ત્યાં કચરો ફેંકી દે છે અને એ જ કચરો એ પછી ગાયો છે એ જમી લે ખાઈ લેતી હોય છે જેનાં લીધે એનાં પેટમાં કચરો ફસાઈ જાય છે એ પાચન થઇ શકતો નથી જેનાં કારણે ગાયોનું મૃત્યુ પણ થાય છે પશુઓનું આવી રીતનાં દરેક પશુઓ છે એ પ્લાસ્ટિકનું ખોરાક લઇ લેતાં હોય છે કે ખાઈ જતાં હોય છે જેનાં લીધે તેઓ પાચન કરી શકતા નથી અને તેમનું મૃત્યુ થાય છે આવી રીતનાં જે પશુઓનો દર છે ઘટતો જાય છે અત્યારે તમે હાલનાં સમયમાં જોવો તો શુદ્ધ દૂધ મળતું નથી એનું કારણ છે કે ગાયો છે ભેંસો છે એમાં ઘટાડો અત્યારનાં હાલનાં સમયમાં બધાં જ લોકોને એંજિનયર ડોક્ટર અકાઉન્ટર એવું બધું બનવું છે જયારે કોઈને ફાર્મિંગ કરવી નથી જેને કોઈને ખેતી વાડી કરવી નથી ખેતી વાડી નથી કરવી એનાં લીધે

છે એ ઘટતું જાય છે અને ગાયો છે એ શેરીઓમાં ગલીઓમાં રખડી પડે છે પછી ઘણી બધી એવું હોય છે કે માઠી અસર થતી જોવાં મળે તમે અત્યારે જોયું હોય તો ગાયોનો જે કતલખાનામાં મોકલી દેવામાં આવે છે ઘાસનાં મેદાનો છે એ ઉપલબ્ધ રહેતાં નથી અત્યારે આટલું બધું ઉદ્યોગો વધી ગયા છે કે એ ઉદ્યોગોનાં જે ધુમાડાઓ નીકળે છે એનું જે કંઇ પણ પોલ્યુસન વાતાવરણમાં ખરાબ વાતાવરણ જેનાં લીધે સર્જાય છે આ બધું જ એ આ વાતાવરણને અસર કરે છે અને ગાયો શુદ્ધ વાતાવરણ મળતું નથી આમ છે પાણીની તંગી તમે આજ કાલ જુઓ શહેરોમાં ગાયો કે પશુઓને પીવા માટે પાણીની જે હોય છે નથી હોતી અને પાણીની તંગી છે બહું ખુબ સર્જાય છે જયારે ગામડાઓમાં નાનાં મોટા તળાવો હોય છે નહેરો હોય છે આ બધી વસ્તુ દ્વારા તેઓ પાણીની અછત છે પુરી કરી શકે છે પણ મોટા ભાગનાં પશુઓને પાણીની કમી થાય છે કેમ કે જે જે શહેરોમાં વસે છે એવાં એવી ગાયો છે એને કોઈ લોકો છે એ પૂરતું પાણી છે કે ને ખોરાક છે એવું કંઇ પણ હોતું નથી જેનાં લીધે એવું બધું પણ થઇ શકે વાતવરણમાં આટલું બધું પ્લાસ્ટિક આટલું બધું પોલ્યુસન થઇ ગયું છે કે જેનાં લીધે કોઈ બી વસ્તુ છે એ શુદ્ધ રહી નથી એકદમ અશુદ્ધ બની રહી છે આજ કાલ તમે જુઓ તો પશુઓ છે એ રખડતા હોય છે કોઈ તેમને સાચવવાવાળું તેને દેખભાળ કરવાવાળું કોઈ હોતું નથી જેમ જેમ ઉદ્યોગો વધે છે તેમ તેમ છે પોલ્યુશનનું પ્રમાણ છે વધતું જાય છે આ ઉદ્યોગોનાં પ્રમાણ ઉદ્યોગોનાં વધતાં જતાં પ્રમાણોનાં લીધે જે જમીનો છે એ ઘટતી જાય છે જેનાં લીધે છે ગૌચરની જમીન છે પશુઓ માટે રહેવાં માટે કે એને પાણી પીવાની સુવિધા પુરી પાડવાં માટે જમીનો રહેતી નથી જેમ જેમ ઉદ્યોગો વધે છે તેમ તેમ એમનાં ગેરફાયદા પણ થાય છે ફાયદાઓની સાથે જેવો આ પશુઓ છે મૂંગા પ્રાણીઓ છે તેમને નડવામાં આવે છે ઘણી વખત એવું બનતું હોય કે ઉદ્યોગો છે એમનું જે ખરાબ નીકળેલું પાણી છે એ જમીનો ઉપર છોડવામાં આવે છે ખુલ્લી જમીનો ઉપર જેનાં લીધે જે જમીની ફળદ્રુપતા છે ફળદ્રુપતા તે નીકળી જાય છે એમાં ફળદ્રુપતાની ક્ષમતા રહેતી નથી પરિણામે તે બંજર જમીન બને છે અને જ્યાં પશુઓ ખુલ્લી જગ્યા ઉપર ચરી શકે છે એ ચરી શકતા નથી કેમ કે ઉદ્યોગોનાં લીધે ખરાબ પાણી આવે છે ને એ ખરાબ પાણી છે જમીનને ખરાબ કરે છે જેથી તેમાં કશું જ ઉગતું નથી અને નથી ઉગવાના કારણે જે ગાયો છે કે અન્ય પશુઓ છે એ ચારો ચરી શકતા નથી અને આમ આ વાતાવરણ એ બધું જ ક્યાંક ને ક્યાંક પશુઓ છે એવું બધું ને નડી શકે છે પ્લાસ્ટિક પાણીની તંગી આપણે જોતાં હોય તો રસ્તામાં શેરીમાં ઘરે ઘરે પ્લાસ્ટિકનો એટલો બધો ઉપયોગ થઈ રહ્યો છે એટલો બધો ઉપયોગ રહ્યો છે કે જેનાં લીધે એકદમ ખરાબ સ્થિતિ સર્જાય રહી છે જેમ કે પાણીની તંગી છે તો એ લોકો જે પ્લાસ્ટિક યુસ કરે વાપરે છે એ પ્લાસ્ટિકનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવતો નથી જેનાં લીધે તેઓ પ્લાસ્ટિક નદીઓ છે નહેરો છે એમાં નાખી દેતા હોય છે પરિણામે એ નદીઓ ગંદી થતી રહે છે જેથી શુદ્ધ પાણી તેમને પીવા મળતું નથી અને ઘણી વખત કોઈ માઠી અસર એવી સર્જાય છે કે જે પ્લાસ્ટિકનો ઉપયોગ જે પાણીમાં નાખવામાં આવે છે તેમનાં લીધે આવું થતું જોવાં મળે છે આમ ઘણી વખત કોઈ પણ વ્યક્તિ વાતાવરણ કાન ફૂલ છે વધુ પડતા ધુમાડાનાં લીધે જે જમીનની ફળદ્રુપતા છે કે લીલી વનસ્પતિ છે તેઓ નાશ પામે છે અને લીલી વનસ્પતિઓ છે નાશ પામે છે તેનાં લીધે પણ ફળદ્રુપતા ઘટતી રહી હોય છે સતત ને સતત આવાં ઉદ્યોગો વધવા વધુંમાં વધું પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો વગેરે જેવી બાબતો છે એ ક્યાંક ને ક્યાંક વાતાવરણને અસર કરે છે અને વાતાવરણ એટલું બધું ખરાબ કરે છે કે જેનાં લીધે આપણે છે એની માઠી અસર જોઈ શકીએ છે અત્યારે તમે જોઈ શકો છો કે બદલતાં ઋતુઓ છે એની જેમ ઋતુઓ છે એ કોઈ નિશ્ચિત નથી રહેતાં જેમકે પહેલાંના સમયમાં શિયાળો ઉનાળો અને ચોમાસુ એમનાં સમયગાળા હતા અત્યારે તમે જુઓ તો સવારમાં છે એ ઠંડીનો અનુભવ થતો હોય બપોરે છે તો એકદમ તડકોય છે અને રાતે છે તો તો સવારમાં તમે જુઓ તો એકદમ ઝાકળ આવેલી હોય છે વરસાદ જેવો અનુભવ થાય છે બપોરનાં તમે જુઓ તો તો ગરમી થતી હોય છે ને રાતનાં ઠંડી થતી હોય છે તો જે આ પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ છે જેમનાં લીધે વાતાવરણને ઘણી બધી અસર થઇ છે આમ જ જે આપણા મૂળભૂત જે શિયાળો ઉનાળો ને ચોમાસુ છે એની ઋતુઓમાં પણ ફેરફાર જોવાં મળે છે અને વધુ પડતી ગરમી એ પ્લાસ્ટિક અને પર્યાવરણનાં મુદાઓનાં કારણે જ સમસ્યા છે એ ઉત્પન્ન થતી જોવાં મળે છે આમ ઘણી બધી